નમસ્તે બેન કેમ છો બસ મજામાં તમારી ગઈ વખતની કેરી અમે તમારા ત્યાંથી લીધેલી બહુ સરસ નીકળી કેસર કેરી હું સુરતથી બોલું છું બેન અમે રેગ્યુલર છે ને નિયમિત તમારે ત્યાંથી કેસર કેરી લઈ જઈએ છીએ હા મારું નામ નયના ઠુમ્મર હા તો આ વર્ષે શું ભાવ છે બેન આ વર્ષે

કેસર જ જોઈએ છે પણ કેસર જ જોઈએ છે કેસર આમ તો વીસેક મણની જરૂરિયાત છે પણ તમે ભાવ બેન વીસ મણનો કહો તમે આમ મણનો ભાવ કહો છો ને તો એનો વીસ મણનો કહો મને આ બહુ મોંઘું પડે મને તો

ના તમારે જ મોકલવાની છે અમારે તો કોઈ માણસ નથી બેન

હં હં

હા હમ સારું ચાલો મોકલી આપો મોકલી આપો બેન થેન્કયૂ

ઓકે બસ મોકલી આપો મોકલી આપો મોકલી આપજો ધન્યવાદ